પક્ષીઓને આકર્ષવા માટે બગીચામાં અમે નાના મોટા ઝાડ છોડ વાવી સકીએ છીએ જેના લીધે પક્ષીઓ એને જોઈને આકર્ષક આકર્ષક થશે અને એના ફૂલ કે ફળથી ફળ માટે લોકો આપણે બગીચામાં આવશે બગીચામાં આપણે જામફળ કેરી જેવા નાના મોટા જે ઝાડ છે કાંતો છોડ એ વાવી શક શકીએ છે જેના લીધે પક્ષ પક્ષીઓ આપણે બગીચામાં આવશે એની સાથે બગીચામાં આપણે પાણીની પાણીનો નાનો કૂવો બનાવી શકીએ કાંતો વાટકીમાં માટલાંમાં પાણી મૂકી શકીએ છે પક્ષીઓ માટે અને વરાંડામાં વરાંડામાં આપણે પક્ષીઓ માટે જે દાણા છે જેમકે જવ બાજરી ઘઉં એ રીતનું મેં મૂકી શકીએ વરાંડામાં જેનાથી પક્ષીઓને ખાવા માટે આપણે વરંડામાં આવશે પાણી મૂકી શકીએ વાટકીમાં ત્યાં એમને પીવા માટે ને જો ઉનાળો હોય તો ઉનાળામાં એમના માટે થોડુંક શેલ્ટર જેવું બનાવી સકીએ કૃતિમ માળો મૂકી શકીએ ત્યાં જેને લીધે એ ત્યાં આવીને એ એ લોકો બેસી શકે અને ઉનાળાથી એ લોકો રાહત મેળવી શકે એ રીતનું અમે પક્ષીઓને આકર્ષણ કરવા માટે આ કામ કરી શકીએ અને એને સિવાય મેં પોતે બી મારા વરાંડામાં પક્ષીઓ માટે જવ કાંતો ઘઉં એ બધુ મૂકું છું જે જ્યાંથી અમુક કબૂતરો હોય છે ત્યાં ખાવા માટે પક્ષીઓ માટે પાણી મૂકું છું વાટકીમાં એ પીવા માટે આવે છે મારા ધાબા ધાબા ઉપર બી પક્ષીઓ માટે દાણા પાણી એ મૂકું છું જેથી ઘણા બધા કબૂતરો સાંજે સવારે તેને ખાવા માટે આવે છે